એકદમ સર્વશ્રેષ્ઠ સે આ ડ્રેસ ને ત્રણ દિવસ પહેલાં આ આની ખરીદી કરી હતી અને આનું કાપડ મને બહુ જ ગમ્યું છે લીલા કલરનો જે રંગ છે જેવો ફોટામાં બતાયો છે એવો જ અમને મળ્યો છે અને આ ખૂબ જચે છે મારા પર મારા ઘરવાળા બધાને બી આ ગમ્યો છે અને ખાલી કાપડ જ નહીં પણ એ પરાગ ફેબ્રિક્સનું ત્યાંથી જેટલું બી લ્યોને એ બધું જ મને ગમે છે એમણે ટાઇમસર ડિલેવરી તો કરવી જ પડે એમનો ભાવ પણ એકદમ બરાબર છે હું અહીંયા મારા આ નજીકની દુકાનમાં પૂછું તો એના કરતાં પણ એ સસ્તું છે અને મેં ઘણી છૂટ આપી છે ભાવ પર ઘણો ડિસ્કાઉન્ટ મળેલો છે એ એનાથી હું મારા બધા જ મિત્રોને ત્યાંથી જ લેવાનું કહું છું મારાં મમ્મીએ કીધું તું કે આ મારા પર ખૂબ જચે છે કે મારે હજી બે ત્રણ લઈ લેવા જોઈએ અને મારી બેન એને પણ આ રંગ ખૂબ ગમતો તો આ એ તો એ